હા બોલોને મમ્મી હ કોણ હા હા હા હા અહહ

એટલે કઈ બાજુથી જવાનું મને કઈ મળે નહીં એવી રીતે ક્યાંથી જવાનું હા

અહહ એટલે યાજ્ઞિક રોડ ઉપર સીધું જવાનું ને અચ્છા રાજકોટ જનરલ સ્ટોર અહહ હું ધરમ અને કયા કલરની લેવાની છે એવું કાંઈ છે નક્કી હા સરસ જ લેવાય ને લગ્ન જેવા હેને અને એમ્બ્રોઈડરી વર્ક જ લેવું છે ને હહ હહ અને કાંઈ બજેટ છે મમ્મી નક્કી

ચાર હજાર રાખું ને ત્રણ ચાર હજારની જ લેવી છે ને અહહ હહ હા તો આપણે પિંકના જ શેડ જોઈશું બરાબરને પિંકના શેડ બધાય સાઈડમાં રખાવી તમને ફોન હું કરું વિડિયો કોલ હા હા હમણાં કરું હો પહોંચીને એ હા હા